ગુજરાતની સંસ્કૃતિમાં ધર્મ આ તો બહુ લાંબો ટૉપિક છે બટ અને શોર્ટમાં જોઈએને તો ગુજરાતમાં જેટલા પણ ધર્મ છે લાઇક હિન્દુ છે મુસ્લિમ છે ખ્રિસ્તી છે એ બધાને ખૂબ સારી રીતના રહે છે લાઇક ભેગા મળીને રહે છે અને ખૂબ સારા બધાય ધર્મને સારી રીતના ઉજવવામાં પણ આવે છે ઇસ્લામ હોય કે હિન્દુ ખ્રિસ્તી હોય કે શીખ બધાનું અહીંયા એક અલગ જ સ્થાન છે બધાની સંસ્કૃતિને એક માન આપવામાં આવે છે અને બધા સાથે મળીને ઉજવે પણ છે અને ગુજરાતમાં ધર્મની વાત કરીએ આપણે તો અહીંયાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે ક્રિશ્ન ભગવાન જે દ્વારકાના રાજા કહેવાય છે એનું મંદિર આવેલું છે જે ખૂબ જ તીર્થસ્થાનોમાં માનવામાં આવે છે એને અને જ્યોર્તિલિંગ આપણે મહાદેવના બાર જ્યોર્તિલિંગ માનું એક જ્યોર્તિલિંગ જે આપણા ગુજરાત સોમનાથમાં આવેલું છે મહાદેવનું સો સોમનાથનું જ્યોર્તિલિંગ અહીંનું કલ્ચર છેને ડિવાઇન જ છે હો તમે કોઈ પણ તહેવાર લઈ લો આપણે ધારો કે પહેલેથી જ જોઈએને તો આપણે ઉતરાયણથી પતંગ પતંગ ઉજવાયને પતંગ ચ ચગાવવામાં આવે છે તો એ પણ કેટલું સરસ રીતના બધાય ભેગા મળીને ઉતરાયણ ઉજવે છે પછી આવે છે હોળી ધૂળેટી તો હોળી ધૂળેટી પણ એમાં પછી એવું જોવામાં નથી આવતું કે ભાઈ તમે કયા ધર્મના છો બધા સાથે મળીને આને જ એક સાચી સંસ્કૃતિ કહેવાય છે કે ધર્મના ભાગને તમે બધા એક છો તમે બધા ભગવાનના બાળક છો એવું સમજીને બધાય ધર્મે તો ખાલી આપણને અલગ પાડ્યા છે બાકી આપળે બધા આપણા ભગવાનના છીએ બસ ખાલી અલગ અલગ રીતના પૂછવામાં આવે છે એટલે જ કોઈ એને ક્રિષ્ના કહે છે તો કોઈ એને રામ કહે છે બટ ગુડ થિંગ એ છે કે બધા ભેગા મળીને રામની રામ નવમી હોયકે ક્રિશ્નની જન્માષ્ટમી માની નવરાત્રી હોય કે પછી ગણેશની ચતુર્થી બધા સાથે મળીને ઉજવે છે અને બહુ જ સારી વાત છે હોળી ધૂળેટી પછી આપણે જોઈએ તો રામ નવમી છે મહા શિવરાત્રી છે ગણેશ ચતુર્થી છે ને પછી તો લાઇક તહેવારોની ભીડ છે નવરાત્રી લો કે દિવાળી લો દિવાળીની ઝગમગતી લાઇટથી છેને નાસા ઉપર થી જ્યારે એ ફોટો લેવામાં આવે છેને ત્યારે આપણું આખું ગુજરાત નહીં ભારત ચમકે છે અને સાચું કહુંને તો તમે જોજો ગુજરાત છેને કાંઈક અલગ જ ચમકતું હોય છે અને નવરાત્રીમાં તો એ કાંઈક અલગ જ ચમકે છે ગણેશ ચતુર્થી હોય તો એની અલગ જ એક ઢોલ વાગતા હોય છે અને જન્માષ્ટમીમાં તો મટકીઓ ફોળવામાં આવે છે જેની મજા જ કાંઈક અલગ હોય છે ગુજરાત કાંઈક આ જ રીતે સંસ્કૃતિમાં ધર્મ કે એક અલગ જ સ્થાન ભજવે છે અને એક સારી રીતના બધા જ ધર્મને એ રિપ્રેઝન્ટ કરે છે જે ગુજરાતની સૌથી સારામાં સારી વાત છે